અમે ડોમીનોઝમાંથી પીઝા ઓડર કરેલા અને તેનું ઓનલાઈન પેમેન્ટ કરેલ છે એક કલાક થયો પરંતુ હજુ સુધી પીજા મળેલ નથી અને પૈસાનું વળતર મેળવવા માટે પાવતીની જરૂર છે અમે ડોમીનોઝની વેબસાઇટ પર જઈ ઓડર ઇશ્યૂમાંથી પાવતી ડાઉનલોડ કરી શકીએ